હેલો આઈસ્ક્રીમ શોપમાંથી બોલો હા મારે કુલ્ફીનો ઓડર આપવો હતો એ હવે કઈ કઈ જાતની કુલ્ફી છે તમારી પાસે

પછી કુલ્ફીમાં કઈ કુલ્ફીમાં કઈ કઈ છે

હા મારે એટલે દસ નંગ કુલ્ફી જોઈએ છે મળી જશે હોવ હા તો ઓડર લખી લો અ ચોકોબાર હા તો બટર કુલ્ફી લખી લો હોવ પાં દસ નંગ હા એ પછી પચાસ રૂપિયા ડીસકાઉન્ટ નહીં મળે મળી જશે કેટલું મળશે ડીસકાઉન્ટ

હા ઓકે પછે ડીલેવરી ઘરે આપી જશો અમને હા

હા ઓકે મારે આપવા પડશે એટલે કેટલા મ

મારે સાંજે સાત વાગ્યા સુધી જોઈએ

મળી જશે ને હા પછી પેમેન્ટ એને જ આપવાનું છે ઓનલાઈન એને જ આપી દઉં